હું પહેલી વાર જ્યારે મારા મામાના ઘરે ગયો હતો ત્યારે કોઈ ઘરમાં હતું નહીં ત્યારે હું રસોઈ બનાવવાની શરૂઆત ફસ્ટ ટાઈમ લાઈફમાં કરી હતી ત્યારે હું ફસ્ટ ટાઈમ રસોઈ બનાવી કમ્પલેટ રીતે બધુ કરી ત્યારે મને સારું અનુભવ લાગ્યો હતો જેના કારણે હું આજે પણ ઘરમાં કોઈ હોય ના ત્યારે હું ઇચ્છું છું કે રસોઈની શરૂઆત ફરી રીતે કરું સારી રીતે કરું એમ તો મને સારું લાગ્યું તું કે ફસ્ટ ટાઈમ હું જ્યારે મામાના ઘરે રસોઈની શરૂઆત કરી હતી ત્યારે મને સારું લાગ્યું હતું તે કારણે મને આજે પણ ઇચ્છા થાય છે જ્યારે ઘરમાં કોઈ ન હોય ત્યારે હું પણ રસોઈ કરી લઉ છું થોડી થોડી જે મને સારું લાગે છે તો હું પણ ઘરના લોકોને કંઈ પણ બનાવી આપું છું જેવી રીતે ચા છે મેગ્ગી છે આ બધુ હું ઘરવાળાને બનાવી આપું છું તેમને સારું પણ લાગે છે તો તમે જ્યારે આને હું રસોઈની શરૂઆત ખાસ્સી વાર કરી ચૂક્યો છું ઘણી વખત હું રસોઈ બનાવી ચૂક્યો છું જે રીતે મને સારું લાગે છે ને મારા ઘરવાળાઓને પણ સારું લાગે છે તો હું રસોઈ કરું છું રસોઈ કરવામાં પણ મસ્ત મજા પણ આવે છે જેના કારણે મને રસોઈ કરવાની ખૂબ ટેવ પડી ગઈ છે એમ કેવા જઈએ તો સારું લાગે છે તો પહેલી વાર રસોઈ કરી હતી તેનો અનુભવ તો ખૂબ સારો હતો ખાવાની પણ મજા આવી હતી અને રસોઈ પણ સારી બની હતી જેના કારણે ઘરવાળાને પણ હું ખવડાવ્યું ત્યારે એમને પણ સારું લાગે છે તો સારું કહેવાય કે હું બધા વ્યક્તિઓએ કોઈના કોઈ જીવનમાં ટ્રાય તો કરવું જોઈએ રસોઈ ને કરતા પણ હશે કેમ કે રસોઈ કરવામાં જે મજા છે એ બીજી કોઈ બાજુ મજા આપણને લાગતી છે નહીં જે કારણે આપણે રસોઈ કરવી જોઈએ અને રસોઈનો અનુભવ તો બધાને શેર કરવો જ જોઈએ બતાવવો જ જોઈએ કે રસોઈ કેવી રીતે થાય છે અને કેવી રીતે કરવી જોઈએ તો આમ મને આ મારો અનુભવ હતો